એકવીસ દસ ઓગણીસસો ને નેવ્યાશી બાર નવ ઓગણીસસો ને ત્રેંસઠ તેર બાર ઓગણીસસો ને અઠ્ઠાવન ત્રેવીસ દસ ઓગણીસસો ને નેવ્યાશી અઠ્ઠાવીસ દસ ઓગણીસસો ને છ્યાંશી